તરણ કળા એટલે સ્વિમિંગ સ્વિમિંગ એ જીવનમાં જો શીખવામાં આવે એક વખત શીખી ગયા બાદ તમને આખી જિંદગી કામ લાગતું હોય છે સ્વિમિંગ એ તમારું એક રેસકયુ ઓપરેશન માટે પણ તમને એટલું જ ઉપયોગી સાબિત થાય છે તમને જો તમે તરવૈયા હોવ તો તમે ક્યાંય પણ પાછા પડો એમ નથી તરણ કળા જેને આવડતી હોય તે વ્યક્તિનાં અંગે અંગની કસરત થતી હોય છે એમ કહી શકાય હાથ પગ શ્વાસ ફેફસા કાન આંખ બધી જ તમામે તમામ અંગો મજબૂત થતાં હોય છે ઘણા લોકો તરણ કળાને બહુ સામાન્ય કળા તરીકે ધ્યાન પર લેતા હોય છે પરંતુ ક્યાંય એવું નથી થતું હોતું તરણ કળાએ જીવનની બહુ જ મહત્ત્વની કાળાઓમાંની એક કળા છે જે વ્યક્તિ તરતાં શીખી જાય એ તર જીવનમાં તરતાં શીખી જાય એવું કહેવામાં આવે છે જીવનમાં તરવું અને પાણીમાં તરવું એ બંને બાબત સરખી જ છે કારણ કે બંનેમાં એકમાં મગજનો સખ્ત સખત રીતે ઉપયોગ થતો હોય છે અને બીજામાં અંગે અંગ સાથે મગજનો સખત રીતે ઉપયોગ થતો હોય છે